હલો નમસ્કાર મેડમ કેમ છો મેડમ મજામાં અ મેડમ હું અર્થ પટેલ બોલું અ મારા પુત્ર તમારી સ્કૂલમાં ભ અભ્યાસ કરી રહ્યો છે હાલ એનું નામ પટેલ રાહુલ અ બેન એને ભાઈનાં લગ્ન છે હવે થોડા દિવસમાં પંદર દિવસ એને રજા માટે તમને ફોન કર્યો હતો સ્કૂલમાં પણ મેડમ એના મેરેજ કર ભાઈના મેરેજ છે એટલે પછી શું કરશો તમે રજા તો તમારે આપવી જ પડશે તમારે કંઈક કરો એ મેડમ હાલ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને એનો કલાસ ક્લાસ છે દસ એ અને એનો રોલ નંબર છે પચીસ અને એને હવે પંદર દિવસની તમારે રજા તો બેન મંજૂર કરવી જ પડશે કારણ કે એના ભાઈ સગા ભાઈનાં લગ્ન છે બીજા કોઈ ના હોય તો વાત બરાબર છે પણ એના સગા ભાઈનાં લગ્ન છે તો પછી તમારે રજા તો કંઈક કરવું પડશે મેડમ કંઈક કરો તમે કેમ કેમ મેડમ એનું નવમાનું રિઝલ્ટ નથી સારું ના એણે તો મને કંઈ કીધું જ નથી અમે બેન ભણ્યા નથી એટલે અમને ખબર નથી કે કેવું હોય રીઝલ્ટ બીજલ્ટ અમે તો ખાલી જાય છે સ્કૂલમાં બસ એટલી ખબર હોય અમને તો ખાલી રિઝલ્ટની તો શું ખબર હોય આ તો બાકી છોકરો અત્યારે તો કહેતોય નથી ઘેર મેં અમે અમે આવ્યા હતા સ્કૂલમાં તમને મળવા માટે પણ મેડમ તમે હતાં જ નહીં સ્કૂલમાં એટલે પછી છે અમારો બાબો કહે મેડમ નથી એટલે અમે તો ઘેર જતા રહ્યા પાછા ના ના મેડમ ટ્યૂશન તો એ જાય છે જ પણ એવું હોય તો તમે સ્કૂલમાં એને થોડું મોડા સુધી બેસાડીને થોડું ભણાવજો એવું હોય તો થોડા એક્સટ્રા ક્લાસ લઇ લેજો પછી પાછળથી કશો વાંધો નહીં મેડમ તમે રજાનું કરજો થોડું અમારે થોડું અર્જન્ટ છે એટલે કાલે કાલથી તમને લીગલ હું તમને સહી કરીને આપી દઇશ એનું કાગળ તમે જોઈ લેજો અને ક્મ્પ્લેટ રજા મંજૂર કર દેજો પંદર દિવસ માટેની પછી એ તો રેગ્યુલર થઇ જશે હોં ના ના મેડમ સો ટકા બરાબર હવે હવે એ તો અમે ભણાવવામાં બેન હવે ધ્યાન રાખીશું થોડું હવે એનું હા મેમ